નર્મદા જીલ્લાની અંદર ખેતી લાયક ખૂબ જ સારી ફળદ્રુપ જમીન છે જેની અંદર વિવિધ પ્રકારના ઘર વપરાશ તેમજ સમાજને મદદરૂપ થાય એવા ખેતીમાં વિવિધ પોષક તત્વો પ્રમાણેના વિવિધ કેળા શેરડી ઘઉં જુવાર બાજરી ચોખા

વાતાવરણને અનુરૂપ સારા એવા પાકોનું ઉત્પાદન થાય છે જેના કારણે વ્યક્તિનો આર્થિક અને શારીરિક પાસાઓનું ધ્યાન રાખવામાં આવે છે નર્મદા જીલ્લાની અંદર સારા પ્રમાણમાં વરસાદ તેમજ તાપ અને ઠંડક અને કાપ વાળી જમીન હોવાથી ખેતી લાયક વિવિધ પ્રકારનું આપળે ઉપજાવ કરી શકીએ છીએ

ખૂબ જ સારી ક્રિયાઓ છે અને ખેતી માટે વિવિધ પ્રકારની ટેકનોલીજી જેમ કે ડ્રીપ ઈરીગેશન જે પાકના ઉપયોગમાં ખૂબ જ જરૂરી છે અને પાણીનો બચાવ કરે છે સાથે સાથે જે લેબર એટલે કે જે મજૂર વર્ક આપણે જે કરવાનો હોય છે તેમાં બી ખૂબ જ સારો એવો ઘટાડો થાય છે જેથી કરીને પાકનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં આપણને મળે છે અને સારું અને પૌષ્ટિક આહાર આપણને મળે છે